મારી આજુબાજુના વિસ્તારમાં રમતને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાતમાં વડોદરા શહેરમાં ક્રિકેટ ટુર્નામેન્ટ્સ નુ આયોજન કરવામાં આવે છે કે જેમાં સારું ક્રિકેટમા પ્રદર્શન કરતા હોય તેવા ખેલાડીઓને પસંદગી કરવામાં આવે છે અને તેમને પછી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયય સ્થળે રમત રમવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે